સ્થાનિક વેપારી સંગઠનો ગુજરાતમાં એકબીજાને સહયોગ અને સમર્થન આપવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે આ સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવાનો વેપારીઓ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપિત કરવાનો અને એકંદરે આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો છે નીચે મુજબ મુદ્દાઓ રજૂ કરેલ છે પહેલું મંચ અને નેટવર્કિંગ સ્થાનિક વેપારીઓ સંગઠનો મંચનું કાર્ય કરે છે જ્યાં વેપારીઓ એકબીજાને મળીને વિચારો અને અનુભવો વહેંચી શકે છે તે નેટવર્કિંગ ઇન ઇવેન્ટ્સ વર્કશોપ અને સેમિનારોનું આયોજન કરે છે જે વેપારીઓ નવા સંબંધો બાંધવામાં અને સ્થાનિક બજારોમાં પ્રવેશ મેળવવામાં મદદ કરે છે બીજું સહાય અને માર્ગદર્શન આ સંગઠનો નવા વેપારીઓને સહાય પૂરી પાડે છે જેમકે વ્યવસાય શરૂ કરવા માટે ટેકનિકલ અને કાયદાકીય જાણકારી ટ્રેનિંગ અને કાઉન્સીલિંગ પ્રોગ્રામ્સ દ્વારા તેઓ વેપારીઓને વ્યવસાયના તમામ પાસાઓમાં માર્ગદર્શન આપે છે માર્ગદર્શન નીતિઓ સ્થાનિક વેપારીઓ સંગઠનો સરકાર સાથે સંકલન કરીને વેપારીઓ માટે લાભદાયી નીતિઓનું પાલન કરવા માટે કાર્ય કરે છે તેઓ સરકારને સ્થાનિક બજારની જરૂરિયાતો અંગે ફીડબેક પૂરો પાડે છે જેથી વ્યસાયિક નીતિઓને વધુ લાભદાયિ બનાવવામાં મદદ થાય ચોથું બજાર સંશોધન અને માહિતી આ સંગઠનો વેપારીઓને બજાર સંશોધન અને વિવિધ ક્ષેત્રોમાં ટ્રેન્ડ વિશે માહિતી પૂરી પાડે છે આ માહિતી દ્વારા વેપારીઓને નવા ઉત્પાદનો અને સેવાઓને વિકાસ માં અને માર્કેટિંગ રણનીતિઓમાં સુધારણા કરવામાં મદદ મળે છે પાંચમું સાથે મળીને ખરીદી અને વેચાણ સ્થાનિક વેપારી સંગઠનો સભ્યોને સાથે મળીને ખરીદી અને વેચાણ કરવાની તક પૂરી પાડે છે આથી વેપારીઓ ઓછા ભાવમાં સામગ્રી ખરીદી કરી શકે છે અને એકબીજા સાથે સહકારથી વેચાણ કરી શકે છે સામાજિક જવાબદારી અને સમૂહ અભિયાન આ સંગઠનો સામાજિક જવાબદારીના કાર્યક્રમો અને અભિયાન પણ ચલાવે છે જેમકે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણીય જાગૃતિ જે સ્થાનિક સમુદાયમાં સકારાત્મક અસર લાવે છે પછી વિશેષ માહિતી અને તાલીમ ઉધ્યોગના વિકાસ માટે તાલીમ કાર્યક્રમો ખાસ કરીને ટેકનિકલ અને વ્યવસાયિક કુશળતાઓને વિકાસવામાં તેનો આયોજન કરવામાં આવે છે આ તાલીમના માધ્યમથી વેપારીઓ પોતાના કાર્યક્ષેત્રમાં સુધારો કરી શકે છે વૈવિધ્યસભર બજાર ભવિષ્ય સ્થાનિક વેપારી સંગઠનો નવા બજારોમાં પ્રવેશ મેળવવા માટે સહાય કરે છે તેઓ વ્યાપકતાને પધારવા વધારવામાં માટે લોકલ પ્રોડક્ટ્સને પ્રમોટ કરે છે જેના ફળે સ્થાનિક વેપારને વૈવિધ્યકરણમાં મદદ મળે છે પછી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આ સંગઠનો સભ્યોને નવી ટેકનોલોજી અને ડિજીટલ માર્જિનિંગ સેવાઓને અપનાવામાં માટે પ્રોત્સાહિત કરે છે જે તેમની કાર્યક્ષમતા અને પ્રતિસાદ ક્ષમતા વધારવામાં મદદ કરે છે પછી વાણીજ્ય પ્રતિસ્પર્ધા સ્થાનિક વેપારી સંગઠનો વચ્ચે સ્પર્ધાને નમ્ર બનાવવાની કોશિશ કરે છે જેથી એકબીજાને સહયોગ આપી શકીએ અને એકબીજાના વિકાસમાં યોગદાન આપી શકીએ તેઓ સામૂહિક રીતે પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે જે તમામના ફાયદા માટે કાર્ય કરે છે અગિયાર નવા પ્રોજેક્ટ્સ અને નવનીત નવીનતાનું પ્રોત્સાહન આ સંગઠનો નવા પ્રોજેક્ટ્સ અને નવીનતા માટે સ્રોત એકત્રિત કરે છે જે સ્થાનિક અર્થતંત્રમાં નવા પદાનો ઉમેરો કરે છે પદોનો ઉમેરો કરે છે નવા ઉત્પાદનો અને સેવા વિકસાવવામાં સહયોગથી વેપારીઓને વેપાર વધે છે પછી ગ્રાહક સેવા અને પ્રતિસાદ સંગઠનો ગ્રાહક સેવા સુધારવા માટે સાથે મળીને કાર્ય કરે છે આ સંસ્થાઓ ગ્રાહકોના પ્રતિસાદને એકત્ર કરીને વેપારીઓને પોતાની સેવાઓમાં સુધારો કરવાની તક આપે છે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ ગુજરાતના સ્થાનિક વેપારીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ મેળવવામાં સહાય કરવા માટે સંગઠનો વ્યવસાયિક મિશન અને એક્ઝિબિશનનું આયોજન કરે છે આ પ્રકારના કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય સમૂહ સાથે સંબંધો બાંધવામાં મદદ કરે છે કન્સલ્ટિંગ સેવા સ્થાનિક વેપારી સંગઠનો વ્યવસાયિક કન્સલ્ટિંગ સેવાઓ પણ પ્રદાન કરે છે જે વેપારીઓને બજારના અલગ અલગ પાસાઓમાં યોગ્ય દિશામાં કાર્ય કરવા માટે માર્ગદર્શન આપે છે પછી વર્તમાન પરિસ્થિતિઓ અને લવચિકતા આ સંગઠનો તરત જ વેપારીઓની જરૂરિયાતોને અનુરૂપ કાર્ય કરતાં રહે છે તેથી તેઓ બજારની ફેરફારોને અનુરૂપ લ લવચિકતાના આધારે વ્યૂહરચનાઓ અપનાવી શકે પછી ફન્ડીંગ અને નાણાકીય સહાય સ્થાનિક વેપારી સંગઠનો નાણાકીય સહાય અને સહયોગ માટે રાષ્ટ્રીય વેપારી સંગઠનનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવૃતિઓનું આયોજન કરે છે તેવા ફંડિંગ સ્રોતને ઓળખવામાં તેમજ મેળવવામાં મદદ કરે છે પછી કાર્યશાળા અને સેમિનાર વ્યવસાયના નવો જ્ઞાન મેળવવા માટે કાર્યશાળા અને સેમિનારનું આયોજન કરીને આ સંગઠનો સ્થાનિક વેપારીઓને જાણકારી આપે છે પછી પ્રોત્સાહક અવસર સંગઠનો વિવિધ સ્પર્ધામાં અને જાહેર પ્રદર્શનોનું આયોજન કરે છે જે સ્થાનિક વેપારીઓને નવા ગ્રાહકો સાથે સંપર્ક સાધવામાં નવું તેમના ઉત્પાદનનો પ્રદર્શ કરવામાં મદદ કરે છે પછી વિશ્વાસ અને સંબંધનું નિર્માણ સંગઠનો વચ્ચે વિશ્વાસ અને મજબૂત સંબંધો વિકસ વિકાસ થાય છે જે આ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર સંબંધોને મજબૂત બનાવે છે પછી પરિપ્રેક્ષ્ય અને ઝરણિયો સંગઠનો સ્થાનિક વેપારોની માંગ અને ઝરણિયોના આધારે વ્યૂહરચનાઓ તૈયાર કરે છે જેથી તે તેમના ઉદ્યોગને આગળ વધારી શકે નિષ્કર્શ ગુજરાતમાં સ્થાનિક વેપારી સંગઠનો એકબીજાને સહયોગ અને સમર્થન આપવા માટે વિવિધ રીતે કાર્યરત છે આ સહયોગો વેપારીઓને મજબૂત બનાવે છે જેની મદદથી તેઓ પોતાનો વ્યાપાર આગળ વધારી શકે છે આ રીતે ગુજરાતનો આર્થિક વિકાસ અને વ્યાપારી વાતાવરણને મજબૂત બનાવામાં સહયોગી બને છે